અવશ્ય વધુમાં નીચે આપેલા ટીપ્સ આ અંગે વધુ સ્પષ્ટતા પૂરી પાડશે એક અરજી પ્રક્રિયાની ચકાસણી શું નોંધણી માટેની પ્રક્રિયા માટે કોઈ વિશેષ નિયમો અથવા પગલાં છે જેમ કે વાહનના ઇન્સ્પેક્શન માટેની જરૂરીયાત બે ડોક્યુમેન્ટ્સ શું માટે તમારે અલગ અલગ દસ્તાવેજો લાવવાની જરૂર છે જેમ કે ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો અને વાહનની ખરીદીના દસ્તાવેજો ત્રણ ફી અને પેમેન્ટ નોંધણી ફી કેટલી છે અને કઈ રીતે ચૂકવવી ચાર અરજી સ્થિતિ શું પ્રક્રિયાની સ્થિતિને ટ્રેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે પાંચ વિવિધતા શું નોંધણી માટેનું કોઈ નમ્રતાસભર આહ્વાન અથવા સમયે કેટલી ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે છ સહાય અને સંપર્ક જો હું જો કોઈ સમસ્યા અનુભવું છું તો કોઈ ખાસ સોમવારે ઓફિસ કે સંપર્ક વ્યક્તિ છે આ સવાલોને પૂછવાથી તમારે પૂરતી માહિતી મળે છે અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકશો